હા ભાભી બોલ શું કરતો હોય યાર ઓફિસમાં શું હોય કે તદો ભાભી થોડી સરમ થોડીક સરમ રાઇખ ગઈ વખતે તે આમ કઈને ચાર જોડી ફરાર લીધા તા હું દિવાળીની જ વાત કરું દિવાળી તે ચાર જોડી ઠરા લીધા પણ બીજા તહેવાર અલગ એમ કરી કરી ને અલગ તે કબાટ ભેગો કેરયો હે પણ હું ઇ જ કહું છું કે ઇ ઘરમાં છે તું પેરતી યે નથી તને ખાલી કોક કે તને કોક વેમ કરાવે એટલે તું હનાર કરાએ ને લઈ આવ્યા છો પણ તું પેરતી નથી એનું હું કરવાનું એવું કાઇ નથી લે એમ નહી ગયા અઠવાડિયે તમારે પાંહે ચાર જોડી ચંપલ લેવડાવ્યા બરોબર તારાએ તે મારએ તે હા બર ચાર જોડી લેવડાવ્યા તું હજુ કયા પેરસ ચંપલ તું જોતો જરા હા હું હું ન કે તું ઘરના ચંપલ પેરી બાર છાશ લેવા જતી રેસો અને તે તો ચાર જોડી ચંપલ લેવડાવ્યા કા

બાબી ભગવાન ભાભી ભગવાનની રાઇખ જરા કોઢલી તું મન પૂછસ કેદી મને પૂઈછયું કેદી પૂછ્યું તે મને હા તો ભગવાનની દે ઘરના કાગડિયા મારા નામે એ બાકી બાબી હમજી જાતો હવે ક્યાં જાવાનો પ્લાન બનાવ્યો તે કીટી પાર્ટી દઈ કીટી પાર્ટી દઈ નહી કીટી પાર્ટી નહી હોટલ્સ હારું હાલો તમે ફરો આમ મેહરબાની કરજે તૈયાર થઈને અટલ સરોવર પોચીસ હા તુમ થયુ એલા કા ના ના પાકું હાલ બાભી તું કેમ એમ હું તૈયાર કરીને લઈ જ્યુ બોલ પણ હાભ્ળ સો સાળા આઠ અરે જાનું રેવાઈ તને પ્રયારા હે મે તારા સાથે ચેમ્બરની બારે આટા મારે ખમ ઘડીક હો કામ લાગે એમને કઈક એક મિનિટ ગ્યાં ગ્યાં કાગડિયો આપવા આઇવયા તા હા હું એમ કેતી હું કેતો તો સાળા આઠનો શો હે તો તું મેરબાની સાળા સાતે ઘરની બારે ઉભી રે જે બાકી આપડો મેડ નઇ આવે હમજાઈ ગયુ ને હા એમ હારું હો બીજું કાઇ જમવા નેસનલે એ જસું આપડે જ્યાં આપડે પેલી વાર મેઇડાતાં હું શું ક્યુ એક કામ કરને એવી રીતના તૈયાર થા જેવી તું નેસનલે પેલી વાર તૈયાર થઈને આઇતિ તને યાદ હે હાય હાય હારું હાલો રેડી રેડી લઈ જ્યુ હો તને તેડી જઉ ઉચકી ને હાન જે હારું હાલ જસ ગાયક